હા પ્રિયાન્સ મોટર્સ સ્ટુડિયોમાંથી વાત કરું બોલો સર હા હા હા પણ તમારે અહીંયાં ફોટો પડાવવા આવવું પડશે પહેલાં એમ ને એમ કેવી રીતે કાઢી આપું ફોનમાંથી તમે મને ડોક્યુમેન્ટ સેન્ડ કરશો હા પણ

અચ્છા એટલે પ્રોફેશનલ નથી લાગતો હતો એમ અચ્છા હા તો કંઈ નહિ તમે અહીંયાં આવો તમારા ફોટા પડાવો અમે અમે તમારી સામે તમને કરી આપીએ કેવા કરવા છે કેવા નથી કરવા તમે તમે સેટ કરી આપીએ તમે એક વાર અહીંયાં આવો અમારા સ્ટુડિયો પર વિઝિટ કરો જોવો તમારું કેવું વર્ક ચાલે એ હિસાબે અમે તમને પછી કહી શકીએ ને અને તમારો ત્યાંથી તો હું તમારો ફોટો નહિ પાડી શકું એના માટે તમારે સ્ટુડિયો પર તો આવવું જ પડે એટલે તમે આવો આમ તો ફ્રી તો નથી પણ તમે આવી જાઓ કામ માટે આપણે ટાઈમ કાઢી લઈએ છીએ આવી જાઓ તમે કંઈ નહિ ગમે ત્યારે પણ આવી જાવ આપણું ઉધનામાં કંઈ ડીસી છે ને પાંદેસરા જીઆઈડીસી ત્યાં જ છે આપણો સ્ટુડિયો આવવું હોય તો તમે આવી શકો છો હા હા કાલ હા કાલ આમ તો સ્ટુડિયો સાડા અગિયાર જેવું ખૂલે છે અને તમે સાડા અગિયાર પછીનો ટાઈમ પ્રિફર કરજો સારું સારું બાર સાવ બાર જેવું આપી જાવ અને તમારે જે હિસાબે જેમાં પ્રોફેશનલિસમ રા રા રાખવું હોય તેવા કપડાં પહરીને આવજો જેમ કે સૂટ છે ફોર્મલ જેવું કંઈ એમ ઓકે ચલો